રાજકોટ જિલ્લામાં વાહન વ્યવહરના મુખ્ય વિકલ્પોમાં રસ્તા અને રેલવેની સુવિધા ખૂબ જ સારી અને સામાન્ય માણસને પરવડે તેવી છે તેને તેની સામેના પડકારોમાં ઘણા ઘણી જગ્યા એવી છેકે જેમાં રેલવે હજી આજ સુધી પહોંચી નથી પરંતુ બસની વ્યવસ્થા સામાન્ય સ્તરે દરેક ગામ તથા શહેરમાં છે અને દરેકની ટિકિટ સામાન્ય માણસને પરવડે તેવી છે